હું એકવાર ગામડે જતો હતો તો ત્યારે મારી બાજુમાં એક ભાઈ આવીને બેઠા મેં તેમની સામે જોયું તો એકદમ સરળ સ્વભાવના અને એકદમ સાદા સિમ્પલ હતા તો ત્યારે તેઓ આવીને બેઠા થોડીક વાર થઈને તો તેમણે મને મારું નામ પૂછ્યું તો ત્યાર પછી મને તેને કીધું કે તમે સું સ્ટડી કરો છો મેં કીધું હા હું અત્યારે સ્ટડી કરૂ છું તો પછી તે મેં પણ તેને સામે પૂછ્યું કે તો અંકલ તમે શું કરો છો તો એને મને જણાવ્યું કે મારે દોરાનો બીજનેસ છે હે તો મેં પૂછ્યું કે ભાઈ દોરાનો બીજનેસ એટલે આપણે તો ઘણા બધા પ્રકારના દોરા હોય તો એણે કીધું કે આપણે જે બેગ સિલાઈમાં અને આપણે કોઈપણ બા બાચકા કોથળા કે સમથિંગ એવું બધું જે સિવવાનું હોય ને તો એના માટે જે દોરા વપરાતા હોય ને એ બનાવાનું મારું કારખાનું છે મે કીધું સારું કહેવાય ને તો એ કહે એની અંદર પણ એ કહે અલગ અલગ વેરાયટી આવે તો મેં કીધું એમાં પણ અલગ અલગ હશે દોરા તો દોરા હોયને તો એણે કીધું એ કહે ના એની અંદર એવું હોય કે બેગ માટે અલગ દોરા વપરાતા હોય એની સિલાઈ માટે બાચકા માટે અલગ વપરાતા હોય કે એમાં પણ એ કહે થ્રી પ્લાય ટુ પ્લાય તેવી રીતે અલગ અલગ પ્રકારના ત્રણથી ચાર પ્રકારના દોરા આવતા હોય છે તો ત્યારે મને બહુ અલગ એમ લાગ્યું કે ભાઈ દોરામાં પણ આટલી બધી વેરાયટીઓ અલગ અલગ પ્રકાર આવે છે તો પછી મેં ત્યારે પૂછ્યું તો અંકલ તો અત્યારે તમે આ બીજનેસ બંધ કરીન તો તમે કઈ બાજુ જાઓ છો તો એણે મને એવું જણાવ્યું કે હું એ કહે ગામડે જાઉ છું મેં કીધું ગામડે અત્યારે ને તે દિવસે આડે દિવસે તો ત્યારે એને રજા પણ નહોતી તો એણે મને કીધું એ કહે હું મારે ખેતીના કામથી જાઉ તો મેં કીધું તમે તો આયા બીજનેસ કરો છો ને તો એણે મને એવું કીધું કે હું બીજનેસ તો કરું છું પણ શાયદમાં જ્યારે મારે કંઈપણ કામ હોય અથવા મારે જ્યારે રજા હોયને તો ત્યારે હું ખેતીના પણ બધા કામકાજ પતાવી લઉં છું અને સાઇડમાં પાર્ટ ટાઈમ તરીકે હું મારે ખેતીનો પણ બીજનેસ કરું છું ત્યારે મને બહુ નવાઈ લાગી કે આ અંકલ કેટલી ખૂબ જ મહેનત કરે છે અટલી ઉંમરે પણ કે એકસાથે બે બે ઇન્કમના સોર્સ રાખેલા છે કે જેથી તે ખૂબ જ આગળ વધી રહ્યાં છે ને પાછું તેના પર એવું તમને લાગે પણ નહીં કે ભાઈ આ આટલું બધું કમાતા હશે કેમ કે એકદમ સરળ સ્વભાવના હતા અને સાદા સિમ્પલ રીતે રહેતા હતા નહીંતર ઘણા લોકો આગળ ખૂબ બધા પૈસા હોયને તો આમ દેખાઈ આવતા હોય કે ભાઈ અમારી આગળ જ પૈસા છે તો એવું એનામાં જરા પણ નહોતું એ સીધા એકદમ સરળ સ્વભાવના અને સાદા સિમ્પલ જ હતા તો એને મેં કીધું કે તમને બીજનેસ તમે કરતાં હોય તો તમને ખેતીનું એટલું બધું નોલેજ નો હોય તો તમે કોઇકે રાખ્યા હશેને સાઇડમાં કામ કરવા વાળા કે જેની પાસેથી તમે કામ કરાવતા હોય જેને પૂછતાં હોય તો એ કહે ના એ કહે હું કોઈ પાસે કામ નથી કરાવતો હું ખુદ જ ખેતી કરું છું ત્યારે બઉ સાવ મને આમ અચરજ લાગ્યું કે ભઈ ખુદ જ ખેતી કરે છે ને ખુદજ બીજનસ કરે છે આપણે તો એવું કરતાં હોઈએ કે ચાલો ભાઈ આજે આખા વીકમાં કામ મેં કર્યું એક દિવસ રજા છે તો હું તો એક દિવસ આરામ કરીશ તો તે અંકલ આરામ કરવાની જગ્યાએ તે ખુદ ખેતી કરવા જતા તા એક દિવસ રજા પણ નહોતા લેતા અને તેની જગ્યાએ તે બે અને ઇન્કમના સ્ત્રોત ઊભા કર્યા કે જેથી તેની આવક ડબલ થઈ શકે ને તેને જે પણ કંઈ તેના આગળ ભવિષ્યમાં જે તેના પ્લાન હોય તો તે આરામથી તે પૂર્ણ કરી શકે કેમ કે કોઈપણ આપણે પ્લાન મતલબ કે કોઈપણ આપણે વિચાર્યું હોય કે મારા આગળ જીવનમાં આ કરવું છે તો તેના માટે પૈસા જરૂરી છે તો તેના માટે આપણે ખૂબ મહેનત કરવી પણ જરૂરી છે